હલો હલો આભૂષણ જવેલર્સમાંથી બોલો છો હા મેડમ મારે છે ને મારી છોકરીની સગાઈ થઈ છે તો મારે સગાઈ માટે થઈને છે ને એમની માટે થોડા સોનાની ખરીદી કરવી છે તો હો અઅ અમારે છે ને ફિક્સ હોય છે અમારા સમાજની અંદર તો જેની અંદર છે ને અમારે અ બંગડી છે પછી સોનાની રિંગ છે બુટ્ટી છે એ બધું લેવાનું થાય છે તમે મને કોઈ નવી નવી વેરાઇટી આવી હોય એ બતાવો ને જરા કેમ કે એ થોડી છે ને ટેક્નોલોજીમાં આગળ છે અને મને મારી ફ્રેન્ડે સજેશન આપ્યું હતું કે તમારી શોપમાં વેરાઇટી બહુ સારી એવી મળે છે તો કોઈ નવી વેરાઇટી આવી હોય ને એ બતાવો ને જરા મને કોઈ યુનિક હોય પહેરવામાં બહુ સરસ લાગે આમ આપણે આપીએ તો સરસ લાગે એવું કંઈક યુનિક આઈટમ બતાવો ને થેન્ક યૂ મેમ આ જે પેલી પેલી કાચમાં પડી છે ને પેલી એકદમ પાતળી સરખી એવી કોઇ અલગ ડીઝાઇનમાં હોય ને પેલી કાચમાં અને પેલા બુટ્ટા પેલા સામે દેખાય છે ને પેલા ગોળમાં મૂકેલાં છે બસ એજ એ એ કાઢીને આપો ને

હમમ હમમ હમમ આ આ પાટલાં જે છે એનાથી થોડી પતલી સાઇઝમાં મળશે આ મેં પકડ્યા છે ને થોડા મને હેવી લાગે છે થોડી પતલી સાઇઝમાં આપો ને આનાથી એકદમ પાતળા નહીં પણ થોડી પતલી સાઇઝમાં એમ આપણે આમ પહેરીએ તો અત્યારે શું બધા જાડાં જાડાં પેહરે છે ને તો થોડું સારું નથી લાગતું આ મારી છોકરી અત્યારનાં ટેક્નોલોજીની છે તો થોડું વ્યવસ્થિત આમ પેહરે ને ડ્રેસમાં કે એમાં થોડું સારું થોડા પતલા આ મને છે ને થોડા હેવી લાગે છે ઓલરેડી મારી પાસે છે મારે મારી મારી છોકરીને છે ને યુનિક આપવા છે

અચ્છા અરે વાહ અરે વાહ

હા આ પાલરજ આ જે કચ્છી ભરતવાળા પાટલા છેને એ તમે સાઇડમાં મૂકી દો હા એના જેવી કોઈ કચ્છી ભરતવાળી હોય અથવા આ રજવાળી જે છે ને એમાં કોઈ અલગ ઇયરિંગ્સ મળે ને તો બતાવો પેલી સામે પડી છે ને એનાં જેવી કોઈ બતાવો તો

અરે વાહ હમમ હમમ હમમ હા હાઆઆઅ એવું એવું કરી આપો સૌથી સારું બતાવો ને

આ આપણને કેટલા ગ્રામમાં પડશે એ જરા મને પછી છેલ્લે તમે છેને પેલું આમાં માપીને ને એમાં જોઈને પછી મને કહેજો ને કે કેટલા ગ્રામનું થાય છે કેમકે અમારે કેવું છે કે પછી આપણે વિચારીએ કે આટલાનું લેવાનું છેને પછી આટલાનું થાય તો ખ્યાલ હોય તો વધારે સારું એમાં પણ તમને ખ્યાલ છે કે સોનું કેટલાં મીન્સ કે અત્યારે ભાવ હશે

બરાબર હમમ હા બરાબર

ચોક્કસ ચોક્કસ બતાવો ને બરાબર હમ હમ ઓકે તો એક કામ કરોને તમે છે ને આ ત્રણેય વસ્તુ અઅ ડન કરી દો મને આ ત્રણેય વસ્તુ તમારે ત્યાંની ખૂબ જ સરસ લાગી તમે આ ત્રણેય વસ્તુ ડન કરી દો એનું ગ્રામ કરીને મને ટોટલ કહી દો કે કેટલાં થાય છે જી એસ ટી સાથે મને જી એસ ટીવાળું જ બિલ જોઈએ છે બરાબર અને આ ફાઇનલ તમે ડન કરો હોં ને ઓકે ઓકે ચલો સ્યોર સ્યોર ઓકે ઓકે થેન્ક યૂ મેમ હા